ભારતમાં સૌથી લોકપ્રિય રમતોમાં ક્રિકેટ ફૂટબોલ બાસ્કેટબોલ અને હોકી આવે છે ક્રિકેટ આ રમતમાં સૌથી જાણીતા ખેલાડીઓમાં વિરાટ કોહલી મહેન્દ્રસિંહ ધોની અને શાહિદ આફ્રિદીનો સમાવેશ થાય છે ફૂટબોલમાં સુનિલ છેત્રી અને ભાગ્યશાળી ભારતીય ખેલાડીઓ હોય ઓડ તરીકે ઓળખવામાં આવે છે બાસ્કેટબોલ જે રમતને વધુ પ્રોત્સાહન મળવા લાગી છે તેમાં લીંકન ચેટર્સ જેવા ખેલાડીઓનો ઉલ્લેખ થાય છે હોકી ધીરે ધીરે ફરીથી લોકપ્રિય થતી હોકી રમતમાં ધ્યાન માટે પ્રખ્યાત ખેલાડીઓનો ધ્યાનચંદ અને સિંઘનો સમાવેશ થાય છે